અમારે અહીં બધાંને પરવડે તેવી રીતના શહેરોમાં અને નગરોમાં આસાનીથી જઈ શકાય છે સ્વાસ્થ્ય સંભાળ અહીં બહુ જ સારી છે શિક્ષણની બી અહીં સુવિધા સારી કરી છે પછી નોકરીની તકો બધાં મેળવી શકે એવી રીતના અહીં આજુબાજુ એમની ફેક્ટરીઓ કંપનીઓ જે જ્યાં બધાં તેનો લાભ ઉઠાવી શકે છે અને રોજી રોટી કમાઈ શકે છે અને તેમનો ગુજારો કરી શકે એ ટાઈપનું અહીં છે આ મારું મંતવ્ય છે